તમામ જીવસૃષ્ટિ માટે પાણી એક અગત્યનો અને મહત્ત્વનો સ્ત્રોત છે પાણી વગર જીવન અશક્ય છે માત્ર જીવન જીવવાં માટે જ પાણીની જરૂર છે એવું નથી પણ વિવિધ જરૂરિયાતો સંતોષવાં માટે પણ પાણીની જરૂર પડે છે દાખલા તરીકે કપડાં ધોવાં માટે પાણીની જરૂર પડે પ્રાણીઓને પાવા પા પાવા માટે પાણીની જરૂર પડે મકાન બનાવવું હોય તો મકાનમાં પણ અ સીમેન્ટની અંદર અથવા તો કોંક્રિટની અંદર એને ભેળસેળ મેળવવા માટે પણ પાણીની જરૂર પડે છે એ રીતે ખેતી કરવી હોય ઍગ્રિકલ્ચર તો ખેતીમાં પણ પાણીની જરૂરિયાત પડે છે એ જ રીતે પાણી એ બહુ અગત્યનો મહત્ત્વનો સ્ત્રોત છે પાણી આપણા જીવનમાં નેવું એંસી ટકા ભાગ પાણીનો હોય છે માનવ શરીરમાં જો પાણી ન મળે પૂરતાં પ્રમાણમાં તો એનું જીવવું અશક્ય બને છે એટલે પાણી એ બહુ મહત્ત્વનો સ્ત્રોત છે અને પાણી એ આપણે કલ્પના કરીએ કે એક ડોલ ભરીને પાણી છે તો એ ડોલ ભરીને પાણીમાં શુદ્ધ પીવાલાયક પાણી એક ચમચી જેટલું જ છે તો પાણીની જાળવણી કરવી જોઈએ અને પાણી એ આપણાં જીવનમાં બહુ ઉપયોગી વસ્તુ છે